હેલો આપ કોણ અ મારે તમે ઈન્સ્યોરન્સ એજન્ટ છો હા તો મારે એ ઈન્ક્વાયરી કરવી હતી કે મારી ફેમિલી માટે મારે એક પરફેક્ટ પ્લાન જોઈએ છે તો શું તમે મને અમુક પ્લાન સમજાવી શકો છો હા હા હા હમ હા હા હમ હમ હા હા હા હમ હમ હમ હમ હા હા